નિવૃત્તઅથવા વૃદ્ધ લોકો માટે દિવસનો સમય પસાર કરવો ખૂ મોટાભાગે ખૂબ જ મુશ્કેલ બની જતો હોય છે આવા સમયમાં તેઓ ટી વીમાં પોતાને મનગમતા અ પ્રો કાર્યક્રમો જોઇ શકે છે અથવા તો તેઓ સમાચાર જોઇ શકે છે ઇન્ટરનેટનાં માધ્યમથી તેઓ તેમના કોઇ મનગતમા વય વિષય ઉપર શ સર્ચ કરી શકે છે અને તેમના મન ગમતા વિષય વિશે તેઓ વધારે માહિતી મેળવી શકે છે